મારો અભ્યાસ અથવા મારા જૉબ વિશે વાત કરીએ તો મારું એજ્યુકેશન સાત સાત સુધીનું જ રહ્યું છે જેમાં હું નાનપણથી જ કામ કરતો હતો મારા ફાધરનું જે મારા પિતાનું જે કામ હતું તે વણાટ કામ હતું અને ધીમે ધીમે અમે જમીન ખ હતી અને એમાં ખેતી કરવા લાગ્યા એવી રીતે મારો અભ્યાસ સાથે સાથે કામની સાથે અભ્યાસ પણ શરૂ રહ્યો હતો અને મારા તો મેં શરૂઆતમાં હું અલગ અલગ ગામોમાં જઈને મજૂરી કરીને મેં કા કામ કરતો હતો તેમાંથી રૂપિયા કમાઈને જે ઘર પણ ચલાવવાનું હતું અને એની સાથે સાથે ઘણા બધા બા સામાજિક કા કામો પણ કાઢવાના હતા જેથી અને જેથી તેમાંથી ઘણા બધાો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો મારા અભ્યાસ અને મેં એક સમયે મેં કંપનીમાં પણ કામ કર્યું હતું જેમાં મને શરૂઆતમાં તો ત્રણથી ચાર હજાર રૂપિયા તરીકે મંથલી પગાર તરીકે મહિનાના પગાર તરીકે પણ રૂપિયા મળતા હતા અને આવી રીતે અભ્યાસ અને મારું નોકરી અને મારો વ્યવસાય શરૂ રહ્યો હતો